હા બોલો

બરાબર હા હોઈ શકશે અત્યારે એકદમ યુનિકમાં યુનિક આપણે ગ્રીન એંડ વ્હાઇટ નું કોમ્બિનેશન છે પાનેતરમાં અને ઉપર ઓરેંજ કલરની છાંટમાં દુપટ્ટો આવશે એ રીતે ટ્રેડિશનલ વર્ક વાળું અમારી પાસે અવેલેબલ છે તમને ફોટો હું મોકલું પણ એમાં કંઈ મજા નહીં આવે એટલે રૂબરૂ જ તમારા ઘરે મારા વ્યક્તિઓ આવીને બતાવી જશે અને અમારી પાસે બીજી બીજી એમ પણ ઘણી વેરાઇટી છે એકલા પિન્ક કલરમાં છે પછી ઓનિયન પિન્ક કલરમાં છે મરુન કલરમાં છે જેવાં જોઈએ એવાં મળી જશે અત્યારે સૌથી યુનિક આ ગ્રીનને વ્હાઇટનું કોમ્બિનેશન છે એવું જ ઓરેંજમાં પણ મળી જશે અચ્છા અચ્છા તો સેકંડ પ્રાયોરિટી ઓરેંજ ને આપો કેસરી સાથે ગુલાબી કલર છેને એ પણ બહુ મીક્ષ છે મેડમ ઓનિયન પિન્ક કલર અને બ્રાઇટ ઓરેંજ આ બંનેનું કોમ્બિનેશન બહુ જ સરસ લાગશે અને એકદમ ડિફરન્ટ પણ લાગશે હા ઓકે લાઇટ વર્ક વાળું ઓકે હા હા એટલે હવે છે ને હા મળી શકે એમને વર્ક ના ગમતું હોય ને તો હવે સપ્તપદીના શ્લોક લખ્યાં હોયને એવું બ્રાઈડલ વેર પણ અવેલેબલ છે અમારી પાસે અને તમારે કંઈ બહુ જ યુનિક ચોઇસ હોય તો એવું અમે ડિઝાઇન પણ કરી આપીએ છીએ હવે તમારે આવતા મહિને જ છે તો અમારી પાસે જે અવેલેબલ છે બધાં જ તમારે જેવા તમારે રિક્વાયરમેન્ટ મુજબ એમ તમને મળી જશે હમ હમ ઓકે ઓકે તમારે હા હા હા બરાબર એટલે આખું ફેમિલી અલગ દેખાઈ આવે ને એ રીતના કસ્ટમાઇઝ સૂટ અમારી પાસે છે બધાં જ મેલ ફિમેલ બધા જ મળી જશે અને તમારે કોઈ ડિફેરન્ટ કલર કોડ તમે રાખ્યો હોય તો એ મુજબ પણ આ જે કોમ્બિનેશન છે બ્લે ઓરેંજ અને પિન્કનું એની સાથે તમારો ફેમિલીમાં ઓનિયન કલર ના કલર કપડાં વધારે સૂટ થશે અથવા તો લાઇટ પર્પલ વધારે સૂટ થશે હા ચોક્કસ ચોક્કસ તમે જ્યારે પણ આવો ત્યારે મારી પાસે બધું જ અવેલેબલ છે મેડમ તમારે વર્ક ના જોઈએ તો હવે સ્ટીચીસ ને ડિઝાઇન પણ થઈ જશે એના પર બરાબર ને ઓકે ઓકે ઓકે મળીએ ચાલો હા